હા મને બાળપણથી જ આપણા ઈતિહાસ વિશે જાણવાનો આનંદ માણ્યો છે હું નાની હતી ત્યારે મારી દાદી ઐતિહાસિક વાર્તાઓ મને સંભળાવતી હતી મને સિધ્ધરાજ જયસિંહ જે પાટણનો રાજા હતો તેનો ઈતિહાસ યાદ છે અને તેના ઈતિહાસમાં મને ખૂબ જ રસ છે સિધ્ધરાજ જયસિંહ પાટણનો રાજા હતો તે કર્ણદેવ અને મિનળદેવીનો પુત્ર હતો કર્ણએ રાજ્ય સિંહાસનનો રાજ્યાભિષેક કરેલો અને પોતે સાબરમતીને કિનારે આશાવલમાં આવ્યોને ત્યાં વર્ચસ્વ જમાવી આશાવલને પશ્ચિમ ભાગે અડીને આવેલી સાબરમતી નદીના કાંઠા સુધી ખુલ્લી પડેલી જમીનમાં કર્ણાવતી નગર વસાવ્યું મિનળદેવીએ જયસિંહનો ઉછેર કર્યો કર્ણના ભત્રીજા દેવપ્રસાદના પુત્ર જયસિંહ દેવી પોતાના પુત્રની જેમ જયસિંહને શાસકીય શિક્ષણથી સમૃદ્ધ કર્યો જોવા જઈએ તો ઐતિહાસિક વાતો તો ઘણી બધી છે પરંતુ રાજા જયસિંહને લગતા ઈતિહાસની મને ખૂબ જ રસ છે જેથી મારા ઉપર ખૂબ જ અસર છે અને હું હંમેશાં ઐતિહાસિક વાતોમાં રસ ધરાવું છું